ઓકે તો આપણે ગુજરાતની વાત કરવાના છે આપણે ગુજરાતની પરંપરા તો ખૂબ જ અલગ જ છે હો ભાઈ બધાથી આમ તો આખું ભારત છેને એકદમ અલગ જ છે બધાથી એની વાત જ થાય એમ નથી પણ ભારત ની તો તમે રાજ્યમાં જોવા જાઓને તો ગુજરાતની તો કાંઈક વાત જ અલગ છે આઈ મીન ગુજરાતી તમે ગમે એઆ જાઓને તો તમારી એક અલગ જ આમ કે વા આતો ગુજરાતી છે હો અને ગુજરાત ની તો શું વાત કરાય અને એની પરંપરાઓ એના તહેવારો નવરાત્રી લઈ લ્યો બધા જ ખાસ તો નવરાત્રી આપણે કેટલી ફેમસ છે યાર અને કપડાં કપડાંની તો વાત જ રહેવા દો મતલબ આપણી સાડીઓ જુઓ બાંધણીની સાડી અને બધી જ આપણા ચણિયાચોળી તો જોવો યાર નવરાત્રીના જ્યારે છોકરીઓ છેને નવરાત્રીના નવ દિવસ ચણિયાચોળી પહેરે છેને એટલે સાક્ષાત દેવીનું રૂપ લાગે છે જાણે દ દેવી જાણે એવું લાગે છેકે દેવી ઉતરી આવી છે એવું સ્વર્ગ આમ લાઇક ઉપરથી નીચે આવી ગયાં છે દેવી જ્યારે કોઈ બીજા એવા કંઈ કપડાની જરૂર જ નથી પડતી અને ગુજરાતના કપડાની જો વાત થાયને તો ચણિયાચોળી ઈઝ માય ફેવરેટ યાર તમે ચણિયાચોળી પહેરીને જે વાઈબ ક્રિએટ કરી શકોને ગરબામાં એવી તમે એકે આઉટફિટમાં નથી કરી શકતા હો અને સાડીની તો વાત જ જવા દો અત્યારે સાડી કેવી કેવી પણ કેવી કેવી વેસ્ટર્ન રીતના અને આમ કરીને ને આમ કરીને ને બૉલીવુડ ઇન્સ્પાયર થઈને કે આણે છેડો આમ રાખ્યોને આમ નહીં ભાઈ તમે ગુજરાતી સાડી કેવી રીતના ટક કરો જે જોવો તો ખરા યાર ગુજરાતી જ્યારે તૈયાર થઈને આવે છેને ત્યારે એની વાત જ કાંઈક અલગ હોય છે ગુજરાતી સાડી અને એમાં પરફેક્ટ જ્વેલરી શું વાત જ ન કરો અને લગનમાં પણ ઘર જોડા જે પહેરે છેને લગનમાં જે સ્ત્રીઓ એક અલગ જ વાઈબ હોય છે યાર મતલબ તમે લગન કરો છો તો લાઇક તમે જ્યારે એનો ઘર તમે એ સાડી પહેરી હોય છે એકદમ શું મસ્ત એને મજા આવતી હશે નહીં મતલબ આઈ મીન ગુજરાતની છોકરીઓ તો છેને મોસ્ટલી લગન એટલા માટે જ કરે છે કે સારા સારા કપડા પહેરી શકે હો અને હું તો હજી સ્ટુડન્ટ છું બટ મારા પણ જ્યારે લગન હશેને હું તો સારા સારા જ કપડા લેવાની છું અને ગુજરાત કરતાં વધારે બેસ્ટ ક્યાંય ન મળે હોં સાચે તમે બ્રાઈડલ સાડી તો જુઓ ત્યારે કેવી સારી સારી આવે છે અને એવું એટલું જ નથી ગલ્સ પૂરતું જ નથી હો બોઇસ માટે પણ તમે કુર્તા તો જુઓ કેવા સરસ હોય છે લાઇક પહેરીને આવે અને એમાંય બ્લેક કલર એટલે તો ઓહો સરસ ગર્લ્સમાં પણ બ્લેક કલરની સાડી ચણિયાચોળી કાંઈ ઘટે જ નહીં ભાઈ ગુજરાતની પરંપરા માટે તમે એની ફેશન તો જુઓ માં હું તો એવું સજેસન આપું છું કે ગુજરાતને છેને એક અલગ જ ફેશન ઇન્સ્પાયરિંગ બનાવવું જોઈએ કારણ કે ગુજરાતનાં જેટલા પણ કોઈ પણ તમે સાડી લઈ લો સલવાર લઈ લો અત્યારે તો સારા સારા લાઇક કુર્તી અને એ પણ કેટલું સરસ આવે છે મતલબ અને ખાસ ગલ્સ માટે ત્યાં તો બોઇસ હોય પણ સ્પેશીયલી ગલ્સ માટે તો ફોટો પાડવો ઈઝ કંપલસરી મતલબ તમે આઉટફિટ પહેરો અને તમે એનો ફોટો ન પાડ્યો વેલ્થ જ વેલ્થટજ નથીને એ બટ આ ક્યારેક એવું થાય છેકે ને આપણે કોઈ આઉટફિટ પહેર્યું છેને આપણે નથી ગમતું કમ્ફર્ટ નથી અને તમે એમ થાય છેકે નહીં યાર ફોટો નથી પાડવો બીજે ક્યારેક પાડીશું આ ખોટું આઉટફિટ છેને વહ્યું જશે પાછું રિપીટ તો થાય પણ હું ચેલેન્જ કરું કે ગુજરાતનું કોઈ પણ એવું આઉટફિટ કહો કે તમે કમ્ફર્ટ ન થાઓ એ તમને મજા ના આવે તમે ફોટો પાડ્યા વગરના ન રહો આઈ મીન પંદર વીસ ફોટો તો તમે એમ નેમ જ પાડી લેશો એટલું મસ્ત તમને મજા આવશે સો મારા માટે ફેશન ઇંસ્ટા તો ગુજરાત જ છે